બેંકીંગમાં ઇન્ટરનેટ અને ડિજિટલ સેવાઓના પ્રચલન સાથે કદાચ ઘણા લોકો માટે પરિવર્તનને અનુકુળ કરવું તદ્દન અનોખો અનુભવ હશે આ પ્રશ્નનો જવાબ વ્યક્તિ પર આધાર રાખે છે પરંતુ કેટલાક સામાન્ય પડકારો અને તકલીફો આ મુજબ હોઈ શકે છે એક ટેકનોલોજીનો અભાવ ઘણા લોકોને ઇન્ટરનેટ અને સ્માર્ટફોનનો ઉપયોગ કરવા માટેની આવશ્યક કુશળતા નથી બે સાયબર સુરક્ષા ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો ભય કે કોઈ સાયબર ગુનાનો ભોગ બનશે તેની ચિંતા ત્રણ પારંપરિક પદ્ધતિઓથી વહેવાર કરવાની આદત કેટલાક લોકોને રૂબરૂ બેન્ક કર્મચારીઓ સાથેની સીધી વાતચીત અને ટ્રાન્ઝેક્શન્સ વધુ લાગે છે વિશ્વસનીય ચાર પ્રવેશ અને વિશ્વસનીયતા દરેકને સારા ઇન્ટરનેટના સંપર્કમાં હોવાનો લાભ ન મળતો હોય ક્યારેક ઇન્ટરનેટ કનેક્શન કે બેન્કિંગ ઍપ્લિકેશનની વિશ્વસનીયતા પર અસર પડે છે શું તમને પણ આમાંથી કોઈ અનુભવ થયો છે